હું મારી ઓફિસથી આવીને સૌથી પહેલાં મારી પબજીની ગેમ રમું છું એના પછી હું મારા દોસ્તો જોડે નીચે ફૂટબોલ રમવા જાઉં ત્યાં ફૂટબોલમાં અમે એક થી બે કલાક જેવું રમી લઈએ એના પછી અમે બધા પોત એકસાથે જઈને ચા પીવાં જઈએ ત્યાં ચા ઉપર બહુ બધી વાતો કર્યા પછી અમે પાછાં ઘરે આવીને પાછાં પબજી રમવા બેસી જઈએ એના પછી અમારો સૂવાનો સ ટાઈમ થઈ જાય ત્યારે અમે દસ વાગ્યે સૂઈ જઈએ